હલો હા નમસ્કાર

હા ભણે છે તો એ તમ હા મારે એ જાણવું હતું કે આપણે મારો છોકરો ત્યાં ભણે છે તો એનામાં ધ્યાન થોડું ધ્યાન આપજો થોડો ભણવામાં છે સ્પોર્ટ્સમાં છે કઈ રીતે છે એને થોડું મદદરૂપ હા હા હા એ મને આમ હા હા તો એને હા એટલે મેં સપોર્ટ તો કરું છું પણ હવે તમે એમના ટીચર છો તો તેમને સારી રીતે એને ગાઈડ કરી શકો એટલે મેં તમને આમ ફોન કર્યો તો કંઈક કેવું ચાલે હા હા

હા હા

જરૂર જરૂર જરૂર એટલે એવું એમાં કોઈક પરફોર્મન્સમાં સુધારા માટે કંઈક સાધન સામગ્રી લાવવાની હોય તો તમે મને કહી શકો ઓકે ઓકે હવે તો કાલે સવારે હા હા થેન્કયૂ થેન્કયૂ